વીમલ ધામી મોહનલાલ ચુનીલાલ ધામી ગુણવંતરાય આચાર્ય જયંત પલાણ કમલ પલાણ પુષ્કળચંદન વાકર ભાષ્કર વોરા રમેશ પારેખ અનીલ જોષી સંજુ વાડા દિલીપ જોષી સંજય ઉપાધ્યાય મનીષ પારેખ